હું એક ભારતીય નાગરિક છું અને મારે મારા દાદાની તબિયત સારી ન હોવાથી અચાનક અમેરિકા જવું પડે તેમ છે પરંતુ મારી પાસે ફકત છ મહિનાનું નાનું કૂતરું છે જે હમણાં મેં જ એડોપ્ટ કર્યું છે હું મારા તરફથી તમને નમ્ર વિનંતી કરું છું કે તમે મને તેની સાથે મુસાફરી કરવા દો હું તેની ડોક્ટરી તપાસ તથા તેને કરાવેલ રસીકરણના પ્રમાણપત્રો તમને આપવા માટે પુરાવા તરીકે આપવા માટે સક્ષમ છું મારા પાળેલા કૂતરા તરફથી મુસાફરીમાં કોઈને તકલીફ નહીં પડે તેની હું ખાતરી આપું છું ફક્ત તમે મને તેનું બંને ટાઈમનું ખાવાનું જે ડોગ ફૂડ કહેવાય તેની મુસાફરી દરમિયાન વ્યવસ્થા કરી આપો તો સારું તેને માટે જે મન જે પણ ખર્ચો થશે તે હું ભોગવવા માટે તૈયાર છું કારણ કે અહીંથી તેની સંભાળ રાખવા માટે કોઈ વ્યક્તિ ઘરે નથી અને તે ખૂબ નાનું હોવાથી કોઈ ડોગ હોસ્ટેલમાં પણ તેને રાખી શકાશે નહીં તો હું તમને વિનંતી કરુ છું કે આ માટે તમે મને પરવાનગી આપો